સૌરાષ્ટ્રની રસધાર તેમાંની એક વાર્તા છે બોળો તેના વિષે થોડું વૈશાખ મહિનાને બળતે બળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતે ને પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યાં ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ હુંબલી છે અને વાડાના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોસ હાંકતો હતો કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લુહાણ લોહી લુહાણ કરી નાખેલા કાંધ સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલાં પૂંછડા બેસુમાર બગાઓ લોહી માંસ વિનાનાં શરીરનાં બે હાડપિંજર એવા બે બળદો છે એકસો ને એક કાણાવાળો એક કોસ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીંથરેહાલ એ સૂંડો અસવાર એ બોખ નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો પછી બંનેની મુલાકાત થાય છે આ જે ઘોડેસવાર આવ્યો હોય છે તે પોતે રાજા હોય છે જેને પેલો સોંડો માળી તે ઓળખી નથી શકતો અને બંને વચ્ચે થોળી વાતચીત થાય છે અને પછી સમય જતાં આ જે ખેડૂત હોય છે સોંડો માળી તેને આ જે અસવાર હોય છે તે રાજા હતો તેનું ભાન થાય છે અને પછી પોતે અસવાર પોતે સૈનિકનું રૂપ લઈને આવેલા રાજા આ સોંડા માળીને તેને જોઈતી વસ્તુ અને જમીન આપે છે અને આમ આ વાર્તાનો સુખદ અંત આવે છે